હા અમે એક પારિવારિક મેળાવડાની તૈયારી કરી રહ્યા છીએ પરંતુ ગેસ સિલિન્ડરની તાત્કાલિક સહાય જોઈએ તેમ છે તો અમે ગેસ એજન્સીને ફોન કરીશું અને તેમની કહીશું કે અમારા ઘરે એક પ્રસંગ છે અને તાત્કાલિક ગેસ સિલિન્ડરની સહાયની જરૂર છે કેમકે મહેમાનો આવી રહ્યા છે અને હજુ સુધી બીજા કોઈ ગેસ સિલિન્ડરની સહાય મળે તેમ નથી તો તમે મહેરબાની કરીને તાત્કાલિક સહાય કરવા વિનંતી કરશો હું મારા ગેસનું બુકિંગ કરાવવા માંગું છું મારો બુકિંગ સંદર્ભ નંબર છ બે પાંચ છ એક છ છે અને મારા આધારકાર્ડના છેલ્લા ચાર અંકો એક બે શૂન્ય આઠ છે